જીમમાંથી બોલો હાલો હું કસ્ટમર બોલું છું વેટલોસ માટે ફોન કર્યો તો મારે બેબીનું વેટ લોસ કરવાનું છે તો એ શું તમે આપશો કંઈ ને કયો ટાઈમ છે તમારે જીમનો હમ હા અને કયો ટાઇમ છે સારું અને હં એવું છે પણ વેટ ઊતરશે ખરું

એવું એમ

હા હા અને પછી ખાવામાં શિડ્યુલ હા હા સારું હા ઓકે ઓકે